હં સાઈરામ આઇસક્રીમ પાર્લરથી બોલો છો હં કોકો મળશે દસ જણા છે

મારે રાજ રાજભોગ કેસર પિસ્તા માવા કુલફી કીટકેટ શેક પછી હં અને સાદી આઇસક્રીમ જોઈએ છે ફરાળી આઇસક્રીમ કિલો કેટલામાં મળશે કિલો આઇસક્રીમ

કેટલા પૈસા હા અને કોકો શેક તો પેક કરી દેજો ને અને હું બે કિલોમીટર દૂર રહું છું તો ત્યાં લગી ઓગળી તો નહીં જાય ને સારું થેન્ક યૂ